મારા વિસ્તારનાં આકર્ષણનાં સ્થળે મુલાકાતીઓ એક લેવા જાય મુલાકાત તો એક પ્રવાસી લગભગ આઠસો હજાર સુધીનો ખર્ચ થાય છે કારણ કે એ સ્થળની અંદર મજા માણવા જેવાં સારા એવાં સાધનો હોય છે અને ત્યાં આગાળ અંદર જ જમવાનું ને એ બધી મળી જાય છે તદુપરાંત ત્યાં ગાડી આકર્ષણ માટે અલગ અલગ જેવાં કે પ્રાણી સંગ્રહાલય બાળવાટિકા માછલી ઘર તેવું અલગ અલગ વસ્તુઓ બધું મૂકવામાં આવેલું છે તેથી